હા હું મારું ખાણું વધારે સાથે લેવાનું પસંદ કરું છું કારણ કે એક ભાવ વધે છે અને એક પ્રેમ ભાવ વધે છે આ ઘણા એવા પ્રસંગો હોય છે કે જેમાં બોપરનું કે સાંજનું જમવા માટે મહેમાનોને આમંત્રણ આપવામાં આવતું હોય અને બધા સાથે બેસીને જમતા હોય છે જેમ કે લગ્નનો પ્રસંગ છે કોઈ ધાર્મિક પ્રસંગ છે પછી કોઈ બર્થ ડે કે એવું કાંઈ હોય તો એમના માટે ઘણી વખત સાથે મેહમાનને આમંત્રણ લોકોને આમંત્રણ આપીને સાથે જમવાનું થતું હોય છે અને એમાં સાથે જમવામાં એક અલગ ભાવ હોય છે તો તેમના સાથે ભોજન લેવાનું ગમે છે લગ્નના પ્રસંગમાં કે ધાર્મિક પ્રસંગમાં બપોરે કે સાંજે બધા સાથે જ બેસીને સાથે મળીને જમતા હોય છે અને આવું ઘણી બધી વખત જોયેલું છે અને મેં આવા બીજા પ્રસંગ માણેલા પણ છે મેં એવો લગ્નનો પ્રસંગ પછી અમુક ધાર્મિક પ્રસંગ પણ માણેલા છે કે જેમાં ઘણા બધા લોકો સાથે બેસીને જમતા હોય ઘણા બધા લોકો સાથે બેસીને જમવાનું થતું હોય આવી રીતે સાથે બેસીને જમવામાં એક અલગ જ મજા હોય છે અને બધાનો બધા સાથે બેસીને જમતા હોય એટલે બધાને રુચી થોડી જમવામાં વધી જતી હોય છે બધાને ગમતું હોય છે અને આવી રીતે ઘણી બધી વખત હું ઘણા બધા લોકો સાથે બેસીને જમી છું અને આવા પ્રસંગોને પણ આનંદ લીધેલો છે લગ્નની વાત કરીએ કે ધાર્મિક પ્રસંગની વાત કરીએ તો ઘણા બધા ઘણી બધી વખત એવું થતું હોય છે કે ઘણા બધા મહેમાનો આવેલા હોય અને બધા સાથે બેસીને જમતા હોય પછી આ જ મહેમાનો છે ઘણા બધા એકબીજા સાથે હળી મળીને બોલીને જમતા હોય એ બધા એકાબીજાની વાતો કરતા હોય ને એવી રીતે બપોરે એને સાંજે જમવાનું થતું હોય છે અને આવી રીતે બધાને સાથે બેસવાથી એક પ્રેમ ભાવ વધે છે ભોજન પ્રત્યેની જે સારી લાગણીઓ હોય છે તે વધે છે એકબીજા માટેના એકબીજા માટેની જે લાગણીઓ હોય છે તેમાં વધારો થાય છે અને તેથી ઘણી બધી વખત લગ્ન માટે કે એવી રીતે સાથે મળીને ભોજન લીધેલું છે અને એમાં એક અલગ આનંદ આવે છે પછી કોઈ મંદિરમાં એવા ઉત્સવ હોય કે પ્રસંગની જેમ કે જન્માષ્ટમી છે પછી જગન્નાથપુરીની રથયાત્રા હોય છે ત્યારે ઘણી બધી વખત અમુક શહેરમાં પછી ગામમાં એવી રીતે બધા માટે જમણવારનું આયોજન કરેલું હોય છે પ્રસંગ રાખેલો હોય છે અને બધા સાથે બેસીને જમતા હોય છે અથવા તો જમવાનો આનંદ લેતા હોય છે એમાં એક જમવાનો આનંદ અલગ હોય છે બધા સાથે બેસીને જમતા હોય એટલે એક અલગ મજા હોય છે આવી રીતે ખાલી લગ્ન પ્રસંગમાં કે ધાર્મિક પ્રસંગમાં જ નહીં પણ ઘણા જમતી વખતે

એવી રીતે તે ઘણી બધી વખત ચાલતું હોય છે